મને મનગમતી તો ઘણી બધી ગેમિંગ છે જેમાં ક્રિકેટ તો આવે જ અને સાથે સાથે લખોટી મને ખૂબ જ ગમતી સંતાકૂકડી મને ખૂબ ગમતી બીજી ઘણી બધી એવી ગેમ્સ હતી કેરમ હતી એ બધી ગેમ્સ મને બહુ ગમતી